હા આપણે જે કૃષિ મોહોત્સવ થાય છે તો આવતાં વર્ષે કઈ જગ્યા પર ને કયા લોકેશનમાં થવાનું છે જરા માહિતી આપજો ને બરાબર છે અને કૃષિ મહોત્સવમાં જવાથી મને શું શું ફાયદો થશે અને એમાંથી મને શું શું સીખવા મળી શકે છે એવું કાંઈક હું જાણી શકું સર બરાબર તો આમાં જવાથી મતલબમાં ઘણા બધા અંશે જે ખેડૂત છે એને ફાયદો થઇ શકે છે એવું ચોક્કસ પણે માનવું છે તમારું ને એમાં આગળ જતાં બીજો કયા કયા ફાયદા થઈ શકે એમ બીજું શું શું જાણવા મળી શકે છે તેમ ખેતીલક્ષી

પછી બીજું અચ્છા એટલે બધા અધિકારીઓ અને બધા જ આવે છે એવું ને એવું છે ઓકે તો કંઈ નહીં આપણે રૂબરૂમાં મળી ને એવું હોય તો વાતચીત કરી લઈએ હં ને ઓકે ચાલો મળીએ તો